હેડ ટ્રાફિક પોલીસમાંથી બોલો તમારે શું કામ હતું કરી શકો છો જાતે અને આપણે સાયબર કેફેમાં જઈને એપ્લાય કરવું હોય તો સાયબર કેફેમાં જઈને બી એપ્લાઈ થઈ શકે છે એના કંઈક રુલ્સ હોય છે જેમાં તમારે પેમેન્ટ કરવાનું હોય છે તમારું અંદાજે પેમેન્ટ રહેશે નવસો રૂપિયા જેટલું તમારું પેમેન્ટ રહેશે એમાં તમને પછી આગળ આગળ તમને તમારું જે આધાર કાડ આધાર કાડ પાનકાર્ડની તમારે એમાં રિકવાયર રહેશે આધાર કાર્ડ પાનકાર્ડનો નંબર નાખવાનો રહેશે એ રીતનું રહેશે અને એમાંથી તમારે ડેટ સિલેક્ટ કરવાની આવશે પહેલાં તમારે કોમ્પ્યુટર એક્જામ આવશે કોમ્પ્યુટર એક્ઝામમાં તમારે આપણે ટ્રાફિક રુલ્સ છે બધા એ રિગાર્ડિગ તમને બધું પૂછશે અને પછી પાક્કા લાઇસન્સ માટેની ડેટ સિલેક્ટ કરવાની આવશે પાક્કા લાઇસન્સ માટેની ડેટમાં તમારે બી એના માટે બી તમારે અલગથી પૈસા ભરવાના રહેશે બસો રૂપિયા એ રીતની તમારી આખી પ્રોસેસ રહેશે ઠીક છે ગવર્ન્મેન્ટ રુલ દ્વારા જે ચાર્જિંસ રહેવાના છે એ ચાર્જિસ જ રહેવાના છે તમે તમારી જાતે તમે જો તમે ફોમ અપ્લાય કરશો તો તમારે નવસો ભરવાના રહેશે જો તમારે સાયબર કેફેમાં જશો તો સાયબર કેફેવાળા તમારે એક ફોમ અપ્લાય અપ્લાય કરવા માટેનો જે તમારે એમનો જે ચાર્જ હશે એ અલગથી લેશે તે સો બસો રૂપિયા રહેશે તમારી ઉંમર શું છે અત્યારે ઓકે તમારે કયા શેના રીગાર્ડિગ તમારે લાઇસન્સ કાઢવાનું છે કયા વાહન રીગાર્ડિગ ટુ વ્હીલર ઓકે વાંધો નહીં તો તમે આ રીતની એમાં પ્રોસેસ છે ડ્રાઇવિંગ માટેની તમારે ધન્યવાદ